હલો મારે એક મારે એક ફ્લેટ જોઈએ ભાડાથી અને તમે એમાં ફ્લેટમાં શું સગવડ આપો એમાં ભાડામાં શું છે મારે જ્યાં બધું ફર્નિચર સાથે ફ્લેટ જોઈએ મારે બે જણા છીએ અમે બે જણને રહેવા માટે અમારે ફ્લેટ જોઈએ છે એમાં સગવડ શું આપો તમે કારણ કે અમારે કાં ફર્નિચર સાથે જોઈએ અમારે એમ અને ભાડું કહો હા ચોક્કસ હા હા એક રૂમ કિચન અને આનું ભાડું ના એડવાન્સ ભરવાના અમારે જોઈએ છ મહિના માટે જોઈએ અમારે હા અને કન્સેશન ખરું આમાં હા સગવડ બધી ખરી સગવડ ખરી કે નહીં અને આમાં ફ્લેટ ફ્લેટમાં કાંઈ સગવડ ખરી તો એ સારું હમ કબાટને બધું જરૂર નહીં બધું ખરું બધું ફર્નિચર સાથે કમ્પલેટ ટોટલ કબાટ ફર્નિચર ટોઇલેટ બાથરૂમ હમ

હા બસ તો ઓછું થાય ઓ હું પાંચ મિનિટ પછી તમને ફોન કરું હમ બસ